કચ્છ જિલ્લામાં આરોગ્ય અને સેવાઓને જોવા જઈએ તો આરોગ્ય ખૂબ જ સારું છે લોકોનું પરંતુ સેવાઓને જોવા જઈએ તો પી એચ સી સેન્ટરોમાં આજે પણ તમામ સુવિધાઓ જોવા મળતી નથી ક્યારેક ડૉક્ટરનો અભાવને કારણે ક્યારેક દવાઓના અભાવને કારણે સામાજિક સહાય પણનું પણ એવું જ છે ઘણાં બધા રાહત પૅકેજીસ રજૂ થતાં હોય છે પણ લોકો સુધી તે પહોંચતા જ નથી હોતા જે લોકો ભ્રષ્ટાચારને વધારે ફેલાવો કરે છે તે જ લોકો જે તે મળતી સેવાઓને અધવચ્ચેથી જ પચાવી જતા હોય છે વૃદ્ધ વસ્તીની સામે જોવા જઈએ તો કચ્છમાં વૃદ્ધ લોકોની સંખ્યા ખૂબ જ નહીંવત્ પ્રમાણમાં જ કહી શકાય અને અહીં ઉંમરનો પણ ઘણો તફાવત જોવા મળશે ઓછામાં ઓછું તમને અહીં પુખ્ત વયનાં લોકો પણ એટલે જ જોવા મળશે વૃદ્ધ લોકોની સંખ્યા પણ તમને એટલી જ નહીંવત્ જેવી જ આમ તો જોવા મળશે નિવૃત્તિની જો વાત કરીએ તો અહીં મોટી ઉંમરના લોકો આજે પણ થોડું ઘણું કામકાજ કરીને જ પોતાનું જીવન જીવતા હોય છે સંભાળની રીતે આજે પણ વૃદ્ધ લોકોને સારી એવી સંભાળ પણ આપવામાં આવે છે વૃદ્ધાશ્રમ કચ્છમાંથી ઘણા બધા વૃધ્ધાશ્રમમાં જનારાઓની સંખ્યાઓ ખૂબ જ નહીંવત્ જ કહી શકાય ગૌરવની વાત લેવા જાઈએ તો અહીં વસ્તીની વસ્તી ખૂબ જ ઓછી છે અને સામે પડકારો પણ એટલાં જ છે કારણ કે મુખ્ય છે પાણી છેલ્લા થોડાં વર્ષોથી વરસાદની સારી એવી વરસાદ પડી રહ્યો છે પણ અમુક સમયે વરસાદ ન હોવાનાં કારણે પાણીની ખૂબ જ દિક્કત થતી હોય છે તો ગૌરવ લેવામાં જોવા જઈએ કચ્છમાં તો ઘણું બધું પર્યટન ઉદ્યોગને લઈને પણ આજે કચ્છ એક પોતાની આગવી ઓળખ રજૂ કરી રહ્યું છે ને રોજગારને જોવા જઈએ તો ઘણાં બધા લોકો આજે પણ રોજગાર અને સારા ભવિષ્ય માટે બહાર જતા હોય છે ત્યારે તેમને ઘણી બધી સમસ્યાઓ માનસિક ત્રાસ ઘર પરિવારનો ત્રાસને કારણે પણ અમુક લોકો તૂટીને પણ ક્યારેક ક્યારેક સ્યૂસાઇડ કરી લેતા હોય છે